હાલો સાહેબ રાહુલ વાત કરું છું હાલો હાં હાં સાહેબ મને તમારો નંબર ઈન્ટરનેટ ઉપરથી મળ્યો છે અને મારા મિત્ર એ પણ મને તમારું સજેશન આપ્યું છે મારે છે ને અ દસ દિવસ માટે રાજકોટ આવવાનું છે હઁ રાજકોટની આજુબાજુના જોવા લાયક સ્થળો છે એ બધાની મારે મુલાકાત લેવાની છેઃ તોહ મારે દસ દિવસ માટે ટેક્સી કેબની જરૂર છે તોહ તમે મને ભાડાથી ટેક્સી આપી શકસો હાં તો હાં દાદ દિવસ માટે જોઈએ છે અને જો તમને અનુકૂળતા હોય તો હોટલની એ બધી પણ તમે વ્યવસ્થા કરી શકસો સર હાં હાં હાં કઈ વાંધો નઇ હાં બરોબર અ એક દિવસના તમે ગણો ને કે ત્રણ સ્થળો કહીએ તો વીસથી ત્રીસ સ્થળ થાય થોડુંક રાખજો હાં હાં તો વનધો નઇ તેઓ તમે ભાવ તાલ ને એ બધુ કઈ દયો તો એ રીતે આપડે અ નક્કી કરી નાખીએ હઁ સાત હજાર રૂપિયા અ સર થોડાક શું છે કઈક કઈ રાખો કેમકે રાજકોટની આજુબાજુમાં જ આપડે ફરાવાનું રહેશે બર નઇ જવાનું થાય ડિસ્ટ્રિક નઇ બદલવાની થાય હમ

હાં હું તો હું તમને પેસ્ટલ માટે કહું છું હાં હાં હાં તો અ તોહ સાડા છ પોસસે તમને નઇ તો મને મારા બીજા મિત્રો પૂછાવે છે તોહ હું એને એ રીતે વાત કરું જો સાડા છ માં થતું હોય તો

અ હું ચોવીસ તારીખે આવી જઈશ સાહેબ